હું મારા ચિત્ર દોરવા માટે એક એક દુકાનમાં જાવ છું અને ત્યાં મને બધા બધા જે મને કલરો કે પેન્સિલ પેન્સિલ રબ્બડ સંચો પીંછીઓ પતલી પોઈન્ટની જાડી પોઈન્ટની મીડિયમ એવી બધી જ ટાઈપની મને મળી રહે છે અને પીછી કલર મીણિયા કલર એવા બધા જ ત્યાં રંગો હોય છે અને તેવા જ કલરો અને પેન્સિલો ચિત્રમાં હું ઉપયોગ કરું છું કારણ કે તે તેઓથી દોરવાથી મને ખૂબ સારું લાગે છે કારણ કે તે સારી રીતે પેન્ટિંગ દોરવામાં મદદ કરે છે પહેલે તો હું ત્યાંથી જ લાવતી હતી એટલે મને તે જ પેન્સિલ અને ત્યાંનાં જ બધા પ્રોડક્ટ હું વાપરું છું અને સારા કલર મળી રહે છે હું ચિત્ર દોરવા માટે તે કલર ખૂબ સારું સારું બોડર અને બધી જ રીતે સારા હોય છે અને તે ખરાબ પણ થતાં નથી તેનાથી હું બધી જ રીતે પેન્ટિંગ દોરું છું કુદરતી કુદરતી પેન્ટિંગ દોરું છું વાર્લી પેન્ટિંગ દોરું છું જોઈને દોરું છું અને બધા જ ચિત્ર હું દોરવાની ટ્રાય કરું છું અને તે તેમાં હું કલર અને પેન્સિલથી ખૂબ સારું કરું છું તેમાં મને ખૂબ સારું લાગે કે હું સારી રીતે દોરું